મેડમ મારો એક મારી બેબી તમારા ક્લાસમાં ભણે છે જેનું નામ હેન્સી કારીયા છે અને એ ઘરે આવે છે ને તો એ બહુ જ આમ ચિડિયો ટાઈપની ચીડી ટાઇપની થઈ જાય છે અને કોઈને સરખા જવાબ ન દે અને મોસ્ટલી ટાઈમ એ ફોનમાં જ સ્પેન્ટ કરે છે અને એના લીધે એની હવે મેન્ટલ હેલ્થ પણ બગડવા માંડી છે તો એના માટે હવે અમે શું કરીએ એને નહીં એવું કાંઈ વાત પણ નથી નહીં એકેય વાત પણ શેર નથી કરતી કે સ્કૂલમાં શું થાય છે શું કરે છે એકજામ કેવી જાય છે કંઈ જ વાત નથી કર ઓકે ઓકે બટ એ મોસ્ટલી ટાઈમ એ એકજામ આવે ત્યારે જ વાંચવા બેસે અને એન ધેન મોસ્ટલી એ કાં તો મોબાઈલ જોતી રહે છે કાં ટીવી જોતી રહે છે ભણવામાં ઓછું ધ્યાન દે છે ઓકે હમ્મ બાકી મેડમ ત્યાં હમ્મ હં હમ્મ હં ઓકે બાકી ઓકે બાકી ભણવામાં તો સારું ધ્યાન આપે છે ને એનું સ્કૂલમાં બિહેવ્યર તો સારું છે

હં હં ઓકે બરાબર બાકી આમ તો એ ઓકે હા ઓકે મેડમ ઓકે ડન ઓકે મેડમ થેન્કયૂ હા થેન્કયૂ મેડમ બાય મેડમ બાય